ભારતની આરોગ્ય વ્યવસ્થા જોઈએ તો એક સિકકાની બે બાજુ કહી શકાય ઘણા સારા ઘણી સારી બાબતો પણ છે ઘણી ખરાબ બાબતો પણ છે હું એક આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલો વ્યક્તિ છું તો કહી શકું કે અમુક વસ્તુઓ જે દર્દીઓનું ધ્યાન સારી રીતે રાખવામાં આવે છે દિવસમાં જે ડૉક્ટર છે બે ત્રણ વખત રાઉન્ડ પર આવે છે કે તેમના જે બ્લડ પ્રેશર સુગર એમાં કાંઈ વધ ઘટ થઈ કે તેમને તાવ આવ્યો તો એ બધું ચેક કરે છે પણ એક ખરાબ બાબત પણ કહું તો દર્દીઓની સંખ્યા જે પ્રમાણમાં છે એ એ પ્રમાણમાં એ ડોકટરો પહોંચી નથી વળતા દર્દીઓને તો તો એ એક એમની ખરાબ બાબત કહી શકાય ઘણી વખત જે હાડકાંના ડોકટર છે ઓર્થોપેડિક વિભાગ તેમાં દરવાજા ઓપીડીના બંધ કરી દેવા પડે એવી એવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે કારણ કે પેસન્ટ એ કીડીની જેમ ઉભરાઈ જતાં હોય છે એટલા બધા પેશન્ટ આવી જતાં હોય છે કે ડૉક્ટર પહોંચી નથી વળતા તો ડોક્ટરની સંખ્યા વધારવામાં કે વધુ વ્યવસ્થા કરવામાં એક કરવામાં ધ્યાન આપવી જોઈએ તો આ એક જે નકારાત્મક બાબત છે તે આરોગ્યની છે